ગીતો સાંભળવા મને ખૂબ ગમે છે અને હું અલગ અલગ પ્રકારના જેમકે સૂફી સોંગ રોમેન્ટિક સોંગ ક્યારેક જેઝ ક્યારેક પોપ સોંગ વગેરે પ્રકારના સંગીત સાંભળવાનું પસંદ કરું છું માતૃભાષા ગુજરાતી હોવાથી ગુજરાતીમાં પણ અલગ અલગ પ્રકારની ગઝલ સુગમ સંગીત તેમ જ ભજન અને દુહા છંદ ચારણી સાહિત્ય વગેરે પણ સાંભળવાનું પસંદ કરું છું આની સાથે સાથે અંગ્રેજી ગીતોમાં માઇકલ જેક્સન ટિલ વેન્સ એકોન તેમ જ રોબત રેગવીજ અને અલગ અલગ પ્રકારના બીજા સંગીતકારોને પણ સાંભળવાનું પસંદ કરું છું હિન્દી સંગીતની વાત કરું તો કિશોર કુમાર નુસરત ફતેહ અલી ખાન કૈલાશ ખેર સોનું નિગમ આશા ભોંસલે લતા મંગેશકર શ્રેયા ઘોસાલ નેહા કક્કર વગેરે તેમજ વિશાલ એન સેખરના સંગીત સાંભળવાનું પણ પસંદ કરું છું ખાસ કરીને ગુજરાતી સંગીતની વાત કરીએ તો ગુજરાતી સંગીત એક લોક સાહિત્યમાંથી બહાર આવેલું સંગીત છે ગુજરાતી લોકોની લોક બોલી અને જીવન શૈલી ઉપર લખાએલા શબ્દો અને લખાએલું સંગીત છે ગુજરાતી સ્ત્રીઓ જ્યારે ગામડા ગામમાં કામ કરતી હોય અથવા તો એ એમના બાળકને સુવડાવતી હોય અથવા તો ઘરકામ કરતી હોય ત્યારે એમના મોઢેથી એમની ભાષામાં ગવાએલા સંગીતને લોક સંગીતનું નામ આપવામાં આવે છે જેમાં હાલરડા લગ્ન ગીતો તેમ જ અલગ અલગ પ્રકારના ભજન સંધ્યા સાયમ કાળની સંધ્યાના સંધ્યાના ગીતો પ્રાત કાળના પ્રભાતિયા વગેરેનો સમાવેશ થાય છે આ ગીતો મોટા ભાગે ભગવાન ક્રિશ્નને સંબોધીને ગવાએલા છે તેમજ ભગવાન શિવને સંબોધીને ગવાએલા છે ઘણી વખત એ પોતાના બાળકને હાલરડાં સ્વરૂપે પણ આ ગીતો ગાવામાં આવે છે સવારના જે વગાડવામાં આવે છે એ ગીતોને પ્રભાતિયા કહેવામાં આવે છે અને તે સવારના સમયે ભગવાન ક્રિશ્નને સંબોધી અને વગાડવામાં આવે છે ગુજરાતના ઘણાબધા લોક ગાયકો છે જેમાં લલિતા બેન ઘોડાદરા ભીખુદાન ભાઈ ગઢવી તેમ જ અન્ય ઘણા હેમંત ભાઈ ચૌહાણ વગેરે જેવા ભજનીકનો સમાવેશ થાય છે અને અલગ અલગ પ્રકારના અનેક ભજનીકો છે જેમણે પોતાનું લોક સંગીતમાં પોતાનો અવાજ આપી અને ગુજરાતી સંગીતને શ્રેષ્ઠ બનાવેલું છે હિન્દી સંગીતની વાત કરું તો હિન્દી સંગીતમાં સૂફી સંગીતમાં પાકિસ્તાની ગાયક કલાકાર કે જેમણે એ ભારતમાં પણ સારા એવા એવો સંગીતમાં પોતાનો અવાજ આપ્યો છે અને ખાસ કરીને એમણે ભક્તિ ગીતને પણ અલગ રીતે રજૂ કર્યું છે તેવા નુસરત ફતેહ અલીખાનનું નામ આવે છે નુસરત ફતેહ અલી ખાને હિન્દી બોલીવુડ મૂવીઝમાં ઘણાબધા ગીતો આપેલા છે લખેલા છે અને આજે પણ તેમના સંગીતનું રિમેક છે એ હિન્દી ફિલ્મોમાં બનાવવામાં આવે છે ખાસ કરીને છાપ તિલક તેમ જ મીરા અને ક્રિશ્નને સંબોધીને ઘણાબધા ગીતો લખાએલા છે જેમાં મીરાના ક્રિશ્ન પ્રત્યેના ભાવને એમણે દર્શાવેલો છે નુસરત ફતેહ અલી ખાન સિવાય ગુલામ અલી વગેરે જેવા સંગીતકારોને પણ ભારતે બિરદાવ્યા છે આમની સાથે સાથે ભારતની કોયલનું જેને સ સંબોધન આપવામાં આવે છે તેવા શ્રી લતા મંગેશકર એ પણ ભારતીય સંગીતમાં ઘણા બધા સંગીત સંગીતને આપેલું છે તેમજ તેમના બહેન આશા ભોંસલેએ પણ આ ભારતીય સંગીતને એક ઊંચા સ્તરે લઈ ગએલા છે ખાસ કરીને અત્યારના મોડર્ન સંગીતની વાત કરીએ તો વિશાલ એન શેખર નેહા કક્કર તેમ જ સોનું નિગમ શ્રેયા ઘોસાલ વગેરે લોકોએ ભારતીય સંગીતને એક નવું રૂપ આપેલું છે ભારતીય સંગીતની ખાસ વાત કરીએ તો તેમાં તમામ પ્રકારના રંગ રૂપ સંગીતમાં જોવા મળે છે ખાસ કરીને ક્લબમાં વગાળવા માટેના સોંગ્સ છે એ અલગ છે ઘર પરિવારમાં વગાળવા માટેના સોંગ અલગ છે એક રોમેન્ટિક માહોલ માટે સોંગ અલગ છે ખાસ કરીને જે લોકોને સૂફી સંગીત પસંદ છે તેમના માટે કૈલાશ ખેર જેવા ગાયકોએ પણ પોતાના અલગ સોંગ આગવી શૈલીમાં લખી ગાઈ અને આપેલા છે આ સાથે સાથે અંગ્રેજીમાં પણ ઘણા બધા સંગીતકારોએ પોતાના સોંગ આપેલા છે જેમાંથી અકોન મેડોના લીલ વેન્સ લિયોનારડો કેપ્રીકા તેમ જ માઇકલ જેક્સનનો સમાવેશ થાય છે જે મારા ફેવરેટ છે આ લોકોના આ સંગીતકારોના સોંગ છે એ પણ એક અલગ પ્રકારનો માહોલ અને એક અલગ પ્રકારની વાત આપે છે ભારતમાં એ જોવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ટ્રાવેલિંગ સમયે સંગીત સાંભળવાનું વધારે પસંદ કરે છે ખાસ કરીને ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો સુગમ સંગીત એ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે અને સુગમ સંગીતમાં એકદમ સૌમ્ય અને માઈલ્ડ રીતે ગવાએલા ગીતો જેમાં પંકજ ઉદાસ મનહર ઉદાસ સોલી કાપડિયા વગેરેના વગેરેનો સમાવેશ થાય છે તેમની સંગીતની સંરચના અને છંદબદ્ધ અને લયબદ્ધ સંગીતની રચના તેમણે ગુજરાતી સાહિત્યને સધ્ધર બનાવેલું છે સુગમ સંગીતની ખાસ મહત્ત્વતા એ છે કે એ તમે કોઈ પણ સમયે સાંભળો તો તમને સાંભળવા ગમે છે ખાસ કરીને એ કોઈ પણ માહોલમાં તમારો એક કોઈ પણ વ્યક્તિનો એક મૂડ બનાવે છે અને તેમને સંગીત પ્રત્યે એક રુચિ પેદા કરે છે ખાસ કરીને ગુજરાતમાં નાટ્યગૃહોમાં આવા પ્રકારના સંગીતના કાર્યક્રમો થાય છે અને તેમાં લોકો પૈસા ખર્ચીને પણ સુગમ સંગીત ગઝલ સંધ્યા અને ભજનને સાંભળવાનું પસંદ કરે છે ડાયરામાં વાગતા સંગીતની એક અલગ આગવી શૈલી છે જેમાં ચારણી સાહિત્યને રજૂ કરવામાં આવે છે ચારણી સાહિત્ય એ ખાસ મેં ઝવેરચંદ મેઘાણીના આભારી છે ઝવેરચંદ મેઘાણી કે જે ગુજરાતના એક બહુ મોટા લોકસાહિત્યકાર હતા જેમણે ગામે ગામ ફરી અને ગુજરાતી શૈલીને ત્યાંની સ્ત્રીઓના કંઠે ગવાએલા ગીતને પોતાના કાગળ પર ઉતારી અને એક લયબદ્ધ અને કાવ્યબદ્ધ રીતે રજૂ કરેલું છે સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવાટીયા જેવા પુસ્તકો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે ઝવેરચંદ મેઘાણીએ લોક ગીતોને અને લોક વાર્તાઓને પુસ્તકોમાં કઈ રીતે ઉતારેલી છે આ જ સાહિત્યને જ્યારે લોક કલાકારો જેવા કે ભીખુદાન ભાઈ ગઢવી છે અરવિંદ બારોટ છે પ્રફુલ ભાઈ દવે છે અથવા તો અત્યારના કીર્તિદાન ગઢવી કે માયાભાઈ આહીર અથવા તો રાજભા ગઢવી વગેરે જેવા કલાકારો દ્વારા સ્ટેજ પરથી ગાવામાં આવે છે ત્યારે એ એમાં શૌર્યરસ વીરરસ પ્રેમરસ કરૂણરસ વગેરે જેવા રસને આ પ્રદાન કરે છે ગુજરાતી સંગીત માં ખાસ કરીને અત્યારે પ્રવર્તમાન ભજનીક અને આ સૂફી ગાયક કલાકાર કહેવાય એવા ઉસ્માન મીરનો પણ સમાવેશ થાય છે જેમણે બોલિવૂડમાં અને ગુજરાતી સંગીતને ગુજરાતીમાં પણ સંગીતને સારો એવો પ્રસિદ્ધિ આપી છે ખાસ કરીને મનમોર બની થનગાટ કરે એ એમનું બહુ પ્રખ્યાત ગીત છે જેમને ઓસ્માન મીર દ્વારા ગાવામાં આવ્યું છે અને આવી જ રીતના અનેક કલાકારોએ પોતાના સંગીતને પ્રસિદ્ધીઓ અપાવી છે હાલમાં ગુજરાતનાં કોયલ કહી શકાય એવાં કિંજલ દવે જેમણે અલગ અલગ ગુજરાતી ગીતોને રચી અલગ અલગ ગરબાઓ રચી માતાજીની સ્તુતિઓ રચી અને ગુજરાતી સંગીતને સધ્ધર બનાવેલું છે નવરાત્રી જેવા તહેવારમાં ગુજરાતી ગરબાઓની એક આગવી શૈલી હોય છે જે દેશ અને વિદેશમાં ગાવામાં આવે છે અને એમના ઉપર રાસ રમવામાં આવે છે ભગવાનની અથવા માતાજીની સ્તુતિ કરી અને એમના ઉપર ગરબા રમવા આ ફક્ત અને ફક્ત ગુજરાતી સંસ્કૃતિની જ એક આગવી ઓળખ છે વિશ્વના કોઈ પણ જગ્યાએ ગુજરાતી ગરબાઓ છે એમને એક આગવી પ્રસિદ્ધિ અને આગવું સ્થાન ધરાવે છે ગુજરાતી ગરબાઓ એ બીજું કંઈ નથી પરંતુ ગુજરાતી સાહિત્યકારો અને સંગીતકારોએ એક આગવી શૈલીમાં પોતાની ભાષામાં કરેલી એક દેવી સ્તુતિ છે જેમને ગાયક કલાકારો દ્વારા સ્ટેજ પરથી ગાવામાં આવે છે જેમાં ભાવ જગતનો મહત્ત્વ વધારે હોય છે અને આ જ રીતે નૃત્ય અને કલાને ગુજરાતે વિકસાવેલું છે સ્થાનિક સંગીતમાં આ ચારની સાહિત્ય આવશે લોક ડાયરો આવશે સુગમ સંગીત આવશે અને ગઝલ આવશે ભારતના સ્તર ઉપર વાત કરું તો સ્થાનિક સંગીતમાં ગઝલો આવશે હિન્દી અને ઉર્દૂ ગઝલો આવશે અને આની સાથે સાથે એક નેવુંના દસકાના ગીતો છે એમ જેમાં કુમાર સાનું આવે છે સોનું નિગમ છે કિશોર કુમાર છે રફી છે તો એમાં એમના અવાજને પણ એક આગવી શૈલી અને આગવી ઢબ છે જેમણે ખાસ કરીને બોલિવૂડના સંગીતને સધ્ધર સંગીત બનાવેલું છે હાલની તારીખમાં પણ કિશોર કુમાર રફી અને મનોજ કુમારના ગીતો લોકોના મોઢે સાંભળવા મળે છે અને જોવા મળે છે